નટરાજની બૉલ પેન હું એક મહિના પહેલાં ખરીદી હતી આ પૅન હું છેલ્લા એક મહિનાથી વાપરી રહ્યો છું અને આ પૅન વાપરવાનો મારો અનુભવ ખૂબ જ સારો રહ્યો છે કેમ કે આ પૅનથી સરળતાથી લખી શકાય છે અને બહુ સ્વચ્છ લખી શકાય છે આ પૅન વજનમાં પણ હલકી છે અને ખૂબ સરળતાથી પકડી શકાય છે મારા મત મુજબ તમારે પણ આ પૅન વાપરવી જોઈએ